ભરત ગૂંથણ માટેની હવે નવી નવી ટેકનિકો અને પદ્ધતિઓ શોધાઈ રહી છે જેમાં ખાસ કરીને પહેલા હાથેથી ભરત શિવણ ગૂંથણ કરવામાં આવતું હતું હવે નવી નવી ટેકનિકો અને નવી નવી પદ્ધતિઓના કારણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટૂંકા સમયમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરીને સરળતાથી સીવણ અને ગૂંથણ કરી શકાય એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં થોડા સમયમાં અને સારી એવી ગૂંથણની ટેકનિકો શોધાઈ રહી છે જેનો ઉપયોગ લોકો અને કરી રહ્યા છે એમાંય ખાસ કરીને જે પહેલા હાથેથી સીવણ કે ગૂંથણ કરવામાં આવતું હવે નવી ટેકનિક અને પદ્ધતિઓનો જે અથવા નવા ટેકનિકલ સાધનોનો નો ઉપયોગ કરવામાં આવે છે એના કારણે ટૂંકા સમયમાં સરળતાથી ઓછા સમયમાં ભરત ગૂંથણ થઈ શકે અને ખાસ કરીને ભવિષ્યમાં લોકો સારો એવો એનો ઉપયોગ કરી શકે ભવિષ્યમાં ઉપયોગી થાય એવા પ્રકારની ટેકનિક નો ઉપયોગ થવો જોઈએ કે એમાં સરળતાથી વિધ્યાર્થીઓ મહિલાઓ એનો ઉપયોગ કરી શકે ભવિષ્યમાં લોકો સારી રીતે સીવણ ગૂંથણ કરી શકે એવી નવી નવી ટેકનિકનો ઉપયોગ થતાં રહેવો જોઈએ જેથી લોકો એનો સરળતાથી ઉપયોગ કરી શકે અને બજારમાં એ એની માંગ વધે લોકોને પણ અને વિદ્યાર્થીઓને પણ સારો એવો રસ પડે તેથી ભવિષ્યમાં આવી નવી ટેકનિક કે પદ્ધતિ શીખવા લોકો પ્રયત્ન કરી શકે છે એ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ ને પણ અમે એવું પ્રોત્સાહન આપીએ છીએ કે ભણતરની સાથે સાથે સીવણ ગૂંથણ જેવી ટેકનિકનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી ટેકનિકનો ઉપયોગ કરીને રોજગારી પણ મેળવી શકાય નવી નવી ટેકનિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી લોકો પણ એમાં સરળતાથી જોળાવા કાર્યરત થઈ શકે બજારમાં એ એની માંગ વધે દેખા દેખી થાય અને લોકો અથવા પ્રજાઓ શીખવાનો પ્રયત્ન કરી શકે એટલે એવી ભરત ગૂંથણ માટેની જે જૂની પદ્ધતિઓને માફ કરીને હવે જે ટેકનિક નવી નવી ટેકનિકો અને જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં બાળકો વિદ્યાર્થીઓ મહિલાઓ કે શીખવા માટે પ્રયત્ન કરી શકે કારણ કે ઘરમાં કામની સાથે સાથે બીજી પણ પ્રવૃતિઓ કરી શકે જેમાં એને વધારે ધીમે ધીમે રસ પડવા લાગે નવી નવી ટેકનિક પદ્ધતિઓના કારણે એ ભવિષ્યમાં આગળ જવાનો પ્રયત્ન કરે અને રસ પણ પડે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે લોકો વધારે પ્રયત્ન કરી શકતા હોય એમાંય ખાસ કરીને આ નવી ટેકનિક પદ્ધતિના કારણે ટૂંકા ગાળામાં બજારમાં જે પ્રમાણે માંગ થતી હોય એ પ્રમાણે સરળતાથી વધારેને વધારે વધારેને વધારે પ્રયત્નશીલ રહે અને વધારેને વધારે બજારમાં એની માંગ પણ થાય એવા પ્રકારની અને વધુમાં વધુ લોકો જોડાઈ શકે એવા પ્રયત્ન થવા જોઈએ કારણ કે આ નવી નવી ટેકનિક પદ્ધતિઓના કારણે લોકોને શીખવા માટે પણ એક સરળ ઉપાય મળી શકે ટૂંકા સમયમાં વધારે સીવણ કે ગૂંથણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને વધારે લોકોને રસ પડે વધારે લોકો એમાં જોડાઈ શકે અને ભવિષ્યમાં પણ એને લાભદાયી થાય એવા પ્રકારની લોકોએ પણ પ્રય ટેકનિક સાથે પરિવર્તન કરતાં રહેવું જોઈએ અને ભવિષ્યમાં લોકો વધારે કાર્યરત બને એવી પ્રવૃત્તિઓ કરતાં રહેવું જોઈએ અને ભવિષ્યમાં પણ આવી સીવણ કે ગૂંથણ જેવી ટેકનિક પદ્ધતિઓનો વધારે લોકો લાભ લઈ શકે અને એમાં જોડાઈ શકે એવા પ્રયત્ન કરવા જોઈએ અને વધુમાં વધુ ટેકનિક પદ્ધતિઓને લાભ થાય એવા પ્રોત્સાહન થવા જોઈએ